આરોગ્ય ક્ષેત્રે થતા ભ્રષ્ટાચાર અને એના શિકાર બનવું એ આમ જોવોને તો આપણે કોઈના વિશે એવું વીશ ના કરી શકીએ કે તમે એવું બનો કારણ કે એકવખત જો એ વસ્તુનો આપણે ભોગ બની ગયાને તો આપણે કદાચ ફોટોએ લટકી અને આપણી પર હાર લટકતો હોય પણ આજ સુધી મારી સાથે એવું થયું નથી હા મેં સાંભળ્યું ઘણી વાર છે પણ કદાચ મારે હજી વારો નથી આવ્યો અને કદાચ થતું હશે તો આપળે એવું વીશ કરીએ કે જે લોકો આની સાથે સંકળાએલા છે એ લોકો જલ્દીથી આ બધુ સુધારી નાખે અને સુધરશે જ આવતો વખત આરોગ્યની સંભાળ માટે ખૂબ જ સારો છે એના માટે આપણે પણ જાગૃત રહીએ અને આપણે જો કોઈ શિકાર બનવામાંનો ઓલું હોય તો આપણે એને કહીએ કે ભાઈ તમે સંભાળ રાખજો અને આવી આવી રીતે તમારી સાથે છલ થઈ શકે છે તો બસ આપણે અવેરનેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિસ તો આપણે પણ સંભાળ રાખીએ ભ્રષ્ટાચારથી બચીએ અને બીજાને પણ આના માટે અવેર કરીએ